હું હું ડીમાર્ટમાંથી બોલું છું હા સર તમારે શું જોઈએ છે હા ડીમાર્ટમાંથી બોલું છું તમારે શું જોઈએ છે હં સંતરાનો ભાવ એકસો વીસ રૂપિયે કિલો છે ગ્વાવાનો ભાવ ચાલીસ રૂપિયા પાંચસો છે અને પપોસ ચા ઉપલબ્ધ નથી બોલો શું પેક કરી આપું હા હા બંને કરી રાખીશ બીજું તમારે શું જોઈએ છે ચો ચોક્કસ અવશ્ય તમે આવજો